હું એક હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી સ્ત્રી છું ધર્મ કોઈ પણ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય પારસી હોય શીખ હોય ઈસાઈ હોય પરંતુ માત્રને માત્ર એક જ વાક્યની અંદર જો હું એનો જે મુદ્રાલેખ છે જેને મોટો કહેવાય એવું કહુ તો અહિંસા પરમો ધર્મ કોઈ પણ ધર્મ હોય એનો મુખ્ય હેતુ એક જ છે કે હિંસા થવી જોઈએ નહીં અને દરેક ધર્મ એ જ ઉપદેશ આપે છે આપણને કોઈ પણ ધર્મ હોય દરેક ધર્મ એક જ ઉપદેશ આપે કે તમે તમારી સામે જે કોઈ પણ જીવ છે એ માણસ પશુ પક્ષી કોઈ પણ હોય એના જીવને તમે ક્યારેય તકલીફ ન આપો એ જીવને તમે ક્યારેય દુ ખ ન આપો હંમેશા જીવદયાનો ભાવ રાખવો જોઈએ એવો ઉપદેશ આપે છે અને આપણી પાસે જે કાંઈ પણ સફળતા આપે આવે છે એ ધર્મ સાથે સંકળાયેલી છે સફળતા છે ભૌતિક સફળતા છે મોક્ષ છે આનંદ છે આ બધું એક જેને કહેવાયને કે માનસિક શાંતિ છે એ બધું આધ્યાત્મિકતા સાથે જોડાએલું છે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી સફળતાના શિખર પર બેસે પણ જો એ વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે સંકળાયેલો નથી એ વ્યક્તિ યુનિવર્સ સાથે સંકળાયેલો નથી તો એ વ્યક્તિને જે એની પાસે છે એનો આનંદ એ પૂરેપૂરો ભોગવી શકતો નથી બરોબર છે એટલે અને જૈન ધર્મ તો આમાં સૌથી વધારે આગળ આવે છે એ લોકો કરોડોપતિ હોય અબજોપતિ હોય જેને કહેવાયને કે મિલિયનેર બિલિયનેર એ બધું છોડી અને એ લોકો મોક્ષ પ્રાપ્તિ માટે થઈ અને જેને કહેવાય ને કે એ એ દીક્ષા લઈએ છે એમ તો આધ્યાત્મિકતાની અંદર કેટલી બધી શક્તિ હશે કેટલી બધી તાકાત હશે બરાબર અને ભક્તિનો પણ એક અનેરો આનંદ છે અને એ દરેક વ્યક્તિ નથી કરી શકતી એ ભક્તિ જેને કંઈ પણ એ આમ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ એવું લખેલું છે કે એનો જે પૂર્વજન્મ હોય એ જન્મમાં પણ એની ભક્તિ અધૂરી રહી ગઈ હોય અને આ એનો જન્મ હોય દરેક વ્યક્તિને જન્મ માટે કંઈને કંઈ હેતુ હોય છે કોઈ પણ હેતુ વગર કોઈને જન્મ થતો નથી તો એ પૂર્વ જન્મની ભક્તિને પૂરી કરવા માટે પણ આ જન્મ એને મળતો હોય છે અને એ બધું એને કંઈ યાદ નથી હોતું પરંતુ એને યાદ અપાવા માટે કુદરત યુનિવર્સ બ્રહ્માંડ આપણું એને કંઈકને કંઈક સંકેતો આપતું રહે છે કે જેથી એ વ્યક્તિ એના જીવનનો જે કંઈ હેતુ છે એ સર કરવા માટે એ બાજુ એ પ્રેરાય એટલે આ આપણો જે ધર્મ છે એ ધર્મની અંદર આપણે ભૌતિક સફળતા પ્રાપ્ત કરવા માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કે જેને કહેવાય ચિદાનંદ એ ચિદાનંદ પ્રાપ્ત કરવા માટે હંમેશા આધ્યાત્મિકતા સાથે જોડાવું જ રહ્યું થેન્ક્યુ